હા અમારે અહીંયાં પ્રવાસીઓ ઘણા બધા સુરત ની મુલાકાતે આવતા હોય છે અને અમારા વિસ્તારમાં કે અમારા સુરત સિટીમાં એવા ઘણા બધા એરિયા એવા છે કે ત્યાં બહુ જ મજા આવે છે અને ફરવાના સ્થળ છે જેવા કે ડુમસ બીચ છે પછી સુવાલી બીચ છે પછી કંતારેશ્વર મહાદેવનું મંદિર છે પછી જિયોલોજીકલ પાર્ક છે માછલી ઘર છે પછી ગલતેશ્વર મહાદેવનું મંદિર છે અને ટીજીબી હોટલ છે ગ્રાન્ડ ભગવતી જે સુરતની બેસ્ટ હોટલ છે પછી અવધ ઉટોપિયા હોટલ છે એ પણ બહુ સારી છે અને તાપી નદીની ઉપર જે રિવર ફ્રન્ટ છે એ પણ બહુ સારો છે અને બહુ જ મસ્ત છે સુરતની અંદર એવી ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં તમને બહુ જ મજા આવશે અને ઘણા બધા એવા સ્થળ છે જેવા કે ચોકનો કિલ્લો છે પછી પીપલ સ્પા છે જે અંગ્રેજો વખતના જે દરગાઓ છે એ પણ બહુ જ સરસ છે ને બહુ જ ફાઇન છે તો સુરતમાં ઘણા બધા સ્થળો છે